બાગાયતી ખેતી એ જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ ખાસ કરીને ફળ શાકભાજી એમાં ઘણા પડકારો આવ્યા એ ફળ ફળો અને શાકભાજી ઉગાડવામાં ઉધઈ અને જમીનને બગાડતી ઘણી બધી જીવાતો વિશે જ અમારે જાણવા મળ્યું એને કંટ્રોલ કરવા માટે અમે સરકાર તરફથી પણ ઘણી બધી દવાઓ અમે વાપરી અને એનો કંટ્રોલ કર્યો એમાંથી અમે બહાર આવ્યા બાગાવતી બાગાયતી પાકોમાં સ્પેશ્યલી કેળા દાડમ નારંગી દ્રાક્ષ સફરજન ચીકુ જેવા એની અંદર અમને બહુ સારો પેસ્ટ પેસ્ટ કંટ્રોલનો સામનો કરવો પડ્યો તેમાંથી અમે બહુ સારી રીતે બહાર આવ્યા અને સરકારે પણ અમને ઘણું સારી મદદ કરી બાગાયતી ખાતોની અંદર આવક પણ સારી હતી અમને સારી મળી છે અને મળે છે એની અંદર ઘણાં બધાં વિટામિન અને ખનીજ તત્ત્વોવાળા સ્ત્રોત પણ હોય છે એટલે હેલ્થ માટે પણ બહુ સારા છે